હું મારી કોલેજના છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના છોકરાઓ છે તે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ટીમમાંથી રાષ્ટ્રીય કક્ષા એ સારી રીતે બ સ અલગ અલગ ગેમોમાં એમનું સારું પ્રદર્શન આપે છે અને સારી રીતે રમે છે અને ડિસ્ટ્રિક લેવલ સ્પોસ સ્કૂલના જે છોકરાવો છે હાઇ સેકન્ડરીના એ લોકો પણ ગુ રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષા એ રાષ્ટ્રીય કક્ષા એ એમનું પ્રદાન આપ આપતા હોય છે અને સારી રીતે એ જીતતા પણ હોય છે